હેલો તમે નાન પ પનીર અને ગાર્લિક પનીર અને પાલક પનીર બનાવી આપશો હું નોર્થ સાઇડની છું તો મને એ પ્રમાણે ટેસ્ટ જોઈએ છે મને ગાર્લિક એમ વધુ જોઈએ છે પછી આમ નોર્મલ એવું સહેજ તીખું પછી એવું ખાટું સહેજ અને સ્પાઈસી વધારે બનાવજો પછી એમાં ગાર્લિક વધુ નાખજો ને નાન તો વ્યવસ્થિત બનાવજો અને નોર્થ સાઇડની છે તો તમે સમજી શકો કે કેવું તમે બનાવી શકશો મને ટેસ્ટ જોઈએ છે કેમ કે તમારું દરરોજનું આ કામ હોય છે એટલે કે બસ એક એક ટેસ્ટી અને સહેજ સ્પાઈસી અને એવું બનાવજો બસ બાકી ચાલશે તમે તમારી રીતના ટ્રાય કરજો અને એક હા ગાર્લિક નાન જોઈએ છે ના એડ કરજો પાલક પનીર પાલક પનીરમાં ગાર્લિક ને એવું વધુ નાખજો હા ક્યારે પહોંચશે ઓકે ઓકે